હેલો હા હું ઈશા વાત કરું છું મેં તમારી પાસે એક ટ્રાવેલિંગ માટેની વ્હીકલ બુક કરાવી હતી તો એ પરમદિવસ માટેનું બુક કર્યું હતું બટ હવે મારે ઘરે એક ફેમિલી ઇમરજન્સી આવી ગઈ છે તો હું ટ્રાવેલ કરી નહીં શકીસ તો મને મેં આની માટે એક પેમેન્ટ ઑલરેડી કરી રાખ્યું હતું જે અરાઉન્ડ પાંચસો થી છસો રૂપિયાનું હતું તો તમે એ વસ્તુને રિફંડ કરી શકો છો અને જો કરી શકો તો ક્યાર સુધી થઈ શકે અને મારી એક રિક્વેસ્ટ એવી પણ હતી કે અગર તમે એને મારા ડાયરેક બેન્ક અકાઉન્ટમાં નાખી શકો તો એ વધારે સારું રહે કારણ કે અગર કોઈ વૉલેટમાં પેટીએમ વૉલેટ કે એવા કોઈમાં નાખી દેશો તોએ મારાથી યુઝ નહીં થાય તો જેટલું હોઈ શકે એટલું વહેલું તમે એને કરાવી દઈ શકો